હવે મને નવું બેન્ક ખાતું ખોલાવવું છે પરંતુ આ આખી આધાર બાયોમેટ્રિક ચકાસણી અને ડોક્યુમેન્ટેશન પ્રક્રિયા થોડીક કનફયુજિંગ લાગે છે હું એચડીએફસી બેન્કમાં ખાતું ખોલાવવા માગું છું અને મેં ઓનલાઇન એક ફોમ એના માટે ભર્યું છે પણ હવે એ લોકો કે છે કે મારે આધારકાર્ડની ચકાસણી પણ એમાં કરાવવી જ પડશે અને અંગૂઠાનું નિશાન અને રેટિનાનું સ્કેન પણ કરવાનું કહે છે આટલી બધી ચકાસણીઓ કરવાની જરૂરી છે ખરી મને એ વસ્તુ ખબર નથી શું તમે એના વિશે પણ મને કહી શકશો હા એટલું તો હું સમજી ગઈ પરંતુ હું શું કરું જો મને ડોક્યુમેન્ટેસનમાં ભૂલ પડી જાય તો ઘણાં લોકો કહે છે કે એકવાર આ પ્રકિયા ચાલુ થાય પછી એમાં સુધારવાનું થોડુંક અઘરું કામ છે આ યુઆઇડીએઆઇ સેન્ટર પર કેવી રીતે જવાનું અને કયા ડોક્યુમેન્ટ જોઈશે એ પણ મને જણાવી શકશો આટલું બધું સમજાવ્યું એના માટે તમારો આભાર પણ આ બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ થઇ જાય પછી શું તે તરત જ ખાતું ખોલી આપશે કે એમાં પણ ઘણો સમય આપવો પડશે અને જો વિડીયો ટ્યુટોરિયલ બનાવવું હોય તો આ બધી પ્રોસેસ કેવી રીતે સમજાવવી મેં વિચાર્યું છે કે ટુટોરિયલ થોડીક વધુ માહિતી શકય રીતે અને સરળ ભાષામાં હોવું જોઇએ એટલે બીજા લોકોને પણ આ વસ્તુ એકદમ સરળતાથી સમજાય જાય મારી પાસે એક વિચાર છે કે મને લાગે છે કે હું આ ટુટોરિયલમાં આમ બતાવીશ કે લોકો સંપૂર્ણ પ્રક્રિયાને સરળતાથી સમજી શકે તમારો ખૂબ ખૂબ આભાર તમારા લીધે મને ઘણી માહિતી મળી મને હજુ જરૂર પડશે તો હું તમને ફરીથી કોન્ટેક્ટ કરીશ